ઘોડેસવારીની વાત કરીએ તો આજના જમાનામાં તે એક સૌથી અલગ અને અભિન્ન વસ્તુ બની ગઈ છે કારણ કે હવે વાહનો આવી જતાં લોકોને ઘોડેસવારી કરવાનું ખૂબ ઓછું થઈ ગયું છે સાથે સાથે તાજેતરમાં આપણે જોઈએ કે શોભાયાત્રામાં ભારતીય ટૅક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેની સફળતા થઇ હતી અને સાથે સાથે ત્યાં આગળ જે જી ટી યુના વિદ્યાર્થીઓ હાજર હતા તેઓએ ઘોડે સવારી કરી અને શોભાયાત્રામાં ભાગ લીધો હતો તેથી જોઈને મને પણ એવું લાગે છે કે હું ય ઘોડસવારી જે કરું છું તો તેમાં મારું એક પ્રિય ક્ષેત્રની વાત કરીએ તો તેના ઉપર બેસી અને જે આપણે કહી શકાય કે પ્રૉફેશનલ ઘોડેસવારી કરવી એ મને ખૂબ ગમે છે કારણ કે હું જયારે મારી સ્કૂલમાં ભણતો હતો ત્યારે મારી સ્કૂલમાં ઘોડેસવારીનું પણ શિક્ષણ આપવામાં આવતું હતું ત્યાં અમને જે સાહેબ શીખવાડતા હતા એ ઘોડેસવારીમાં ખૂબ જ નિપૂણ હતા અને એ બહુ વર્ષોનો અનુભવ સાથે અમને પણ ઘોડેસવારી કરતા શીખવાડ્યું હતું અને સૌથી પહેલાં તો ઘોડા પર બેસીને એની સવારી કરવી જ એક બહુ મોટો લાહ્વો છે માટે જયારે ઘોડા પર બેસી અને તમે ખૂબ સારી રીતે એને ચલાવતા શીખી જાવ છો તો એ ખૂબ સરસ વાત હોય છે અને મારું પ્રિય ક્ષેત્ર ઘોડેસવારી ઉપર ઘોડે કરી અને સાથે પોલો ગેમ પણ રમવાનું છે માટે મને એ ખૂબ ગમે છે